સામાન્ય પણે નજીકના નગર અને ગામડાની મુલાકાત વર્ષમાં એક બે વખત લેવાની થતી હોય છે આ પણ એક જે હું જે કોલેજમાં જાઉં છું તે કોલેજના અભ્યાસ પદ્ધતિનો જ તે એક ભાગ છે કે એમાં એક જે વિષય આવે છે કમ્યુનિટી મેડિસિન કે પીએસએમ નામનો વિષય છે એ વિષયના અંતર્ગત કોઈ ફેમેલીને એડોપ્ટ કરવાની હોય તો એમના માટે નજીકના કોઈ ગામમાં જેમ કે હું લાજપોર ગામ દેવત ગામ આ બધા ગામમાં ગયેલો છું અને ત્યાંના જે લોકો છે એમનું જીવન કેવું છે તે લોકો ઘરમાં કેટલા લોકો રહે છે તે લોકો શું ખાય છે ઘરમાં એક મહિનાનું રાશન કેટલું જોઈએ છે લોકોને તો એમના જીવનનો એક જે કેવી રીતના જીવે છે એ લોકો કેવી રીતના બધું મેનેજ કરે છે એ લોકોની કેટલી આવક છે અને ઘરનો ખર્ચ કેટલો છે એ લોકોની આરોગ્યની વ્યવસ્થા કેવી છે કોઈને કોઈ પ્રકારનું વ્યસન છે કે નહીં એ બધાની લોકોની જે જીવન પદ્ધતિ છે એમના વિશે એમને પૂછ પૂછવાનું હોય છે અને તેમનું એક નોંધ રાખવાની હોય છે આ એક જે એમબીબીએસના વિદ્યાર્થી છે એમના વર્ષમાં બે વખત કરવાનું હોય છે તેમનો રૂટીનનો એક ભાગ છે